હા હલો હા જોમેટો મેં સે જોમેટોમાંથી બોલો છો ને ભાઈ હા તો મેં એક ફૂડ ડિલિવરી માટે લગભગ કલાક થવા આવ્યો ભાઈ હજી સુધી તમે પહોંચ્યા નથી માલ ડિલિવર થયો નથી અંહં હં અરે પણ આટલી બધી વાર થતી હશે તમને ટ્રાફિક નડે કે તમારે તમારી વ્હિકલમાં પ્રોબ્લેમ થાય એ તમારે જોવાનું છે ભાઈ મારે તો મહેમાન આવેલા છે મારે એમને સર્વ કરવાનું છે બધું હં હા તો હજુ કેટલી વાર થશે તમે અંદાજે મને બતાવો ભાઈ આ પછી પૈસા ખર્ચીને મારે તમને ઓર્ડર કરવાનો શું અર્થ સમયસર ખાવાનું ના આવે અને મારે સમયસર મેહમાનોને ના ના સચવાય તો પછી એને એનો કોઈ અર્થ ખરો પછી મારે તમારી કંપ્લીન કરવી પડે તમારી કે ભાઇ આ તમારું બરાબર કામ કામગીરી તમારી બરાબર નથી હજુ આવવામાં કેટલી વાર થશે કલાક તો થઇ ગયો ભાઈ હજુ તમે કહો છો પહોંચું છું પહોંચું છું તમારું શું સ્ટેટ્સ છે મને એ બતાવો ક્યાં પહોંચ્યા છો અને હજુ અંદાજ કહી દો કે આટલી વારમાં આનાથી વધારે મોડું થાય તો તમે ડિલિવરી ના લેશો હું કેન્સલ કરાવી દઉં પછી ક્યાં તો ભાઈ હં હા કેટલી વારમાં આવો છો હા દસ મિનિટ અરે હું પંદર મિનિટ કહં છું પંદરથી વધારે ના થવી જોઈએ બરાબર દસના બદલે મારા પાંચ મિનિટ મારા તરફથી પછી મારે મહેમાનો બધા જતા રહેેશે તો એનો ખર્ચો કોણ આપશે હા તમે બને એટલું શક્ય એટલું જલ્દી દસ મિનિટમાં હાજર ક્યાં સુધી પહોંચ્યા છો અહીંયા વિક્ટોરિયા ગાર્ડન આવ્યા છે બસ તો પછી જમાલપુર તો આવવાનું છે યાર બસ તો દસ મિનિટમાં પહોંચી જાવ સરસ સરસ સરસ ઓકે ઓકે